કલાકાર અને કલા આંદોલનનું તો એવું છે ને કે નાનપણથી જ થોડો ઘણો શોખ તો ખરો કેમ કે મમ્મીને રંગોળી કરતાં જોતાં હોય બેનને રંગોળી કરતાં જોતાં હોય પછી કોઈ બી નિશાળે કે એવી રીતે ચિત્ર કામના કોઈ બી સ્પર્ધાઓ યોજાતી હોય તો એમાં જેમ જેમ આગળ વધતા ગયા ને ખબર પડતી ગઈ કે આ જે ડ્રોઈંગ છે બરાબર ચિત્રકામ જે છે એ આપણો વિષય બની શકે કેમકે એમાં એવું છે ને કે અમે જ્યારે નિશાળમાં હતા ત્યારે ત્યાં ભારત વિકાસ પરિષદ તેમના દ્વારા અમુક જાતની સ્પર્ધાઓ યોજવામાં આવતી જેમ કે તમારી જ્ઞાન કસોટી છે ચિત્રકામને એ છે કે પછી તમે નિબંધ લેખન છે એવી બધી તો હવે ચિત્રકામને લઈને ત્યારથી એ શોખ એક વધારે પડતો ઉગ્ર બન્યો એમ હું કહી શકું કેમકે જેમ જેમ તમે કોઈ વસ્તુ સાથે વધારે સંકળાતા જાઓ એમની વિષે વધારે જાણવાની તમારી જે શું કહીએ આપણે એમ જિજ્ઞાસા છે એને સંતોષવા માટે તમે વધારે ને વધારે તેના તરફ વળતા જાઓ અને તમને જાણવા મળે કે હા આ છે તે આગળ છે પરસ્યુ કરી શકાય બરાબર તો એ જ રીતે ચિત્રકામ છે એ મને અસર કરતી હોય એવું લાગ્યું છે કે જે આ સ્પર્ધાઓ છે એ મોટા ભાગનો જે કહેવાય ને કે ફાળો આપતી હોય આ બધી વસ્તુઓમાં એવું કહી શકાય હવે ચિત્રકામમાં પણ ઘણા બધા જે વિભાગો આવેલા છે બરાબર તો એ વિભાગોમાં પણ ઘણા બધા તમે લઈ શકો જેમકે રેખાચિત્ર થઈ ગયાં ભાતચિત્ર થઈ ગયાં કે પછી સમજી લો તમે કે કોઈ પુરુષ સ્ત્રી જ ટૂંકમાં માણસોના કોઈ પોટ્રેટ ટાઈપ થઈ ગયા બરાબર છે તો આ બધા ચિત્રોમાં તમારે કોઈ એક સુસંગત તમને લાગતું હોય તો એના તરફ તમને જિજ્ઞાસા વધે ઈંગ્લીશમાં જેના માટે શબ્દ છે સ્કેચ આર્ટ કે રેખા ચિત્ર બરાબર કે જેમાં કલરનો આટલો બધો વૈવિધ્યપૂર્ણ ઉપયોગ થતો નથી પરંતુ જેમ જેમ તમે આગળ જોતાં જાઓ તો તમને ખ્યાલ આવે કે સ્કેચ આર્ટમાં કે રેખા ચિત્રમાં તમે અલગ અલગ વૈવિધ્યતા એમાં પણ જોઈ શકો દાખલા તરીકે કોઈપણ તમે કહેવાય ને કે વસ્તુ છે માણસ છે કુદરતી દૃશ્યો છે એમનું રેખા ચિત્ર બનાવો તો એના માટે તમારે જે તમારી બુદ્ધિને સ્થિર કરીને તમારે એનું નિરીક્ષણ કરવું પડે અને પછી તમે એને તમારા મનમાં ઉતારીને તમે એને કાગળ ઉપર છાપો જેના માટે ખૂબ જ કાળજી પૂર્વક તમારે નિરીક્ષણ કરવું જરૂરી છે તો આ વસ્તુ છે તે રેખાચિત્રમાં ભલીભાંતિ જોવા મળે છે બીજા બધા કરતાં વધારે એવું મારું માનવું છે બરાબર તો હવે બસ આ જ વસ્તુને મને આગળ ધપાવવી ગમી અને એનાં લીધે જ મને આમાં શોખ વધારે પડતો પડવા મંડ્યો અને હું આપણે કહેવાય ને કે કોઈક ખાસ મેં એના ક્લાસ તો નહીં કરેલા પણ જેમ કહેવાય કે આપણે કોઈને જોઈ જોઈને શીખી શકાય એવી રીતે અને અત્યારે તો કહેવાય કે ડિજિટલ યુગ આવી ગ્યો છે તો ઈન્ટરનેટનાં માધ્યમથી જે આપણે મફતમાં ઉપલબ્ધ છે એવા આપણે અભ્યાસક્રમો અથવા તો વિડીયો ફોર્મેટસ એના લીધે તમે જાતે શીખી શકો એ વસ્તુ અને જોઈ જોઈને જ આપણને આગળ જે વસ્તુઓની એની બારીકાઈ છે એના જે ગહન કહેવાય ને કે પ્રશ્નો જે તમને ઊભા થતા હોય કે એક વસ્તુમાં તમારી ફાવટ નથી આવતી એ ફાવટ લેવામાં એ વસ્તુ જેમ મદદરૂપ થાય છે કે તમે વિડીઓઝ જોઈ જોઈને પણ એ વસ્તુને ઉપર તમારું આધિપત્ય એક સાબિત કરી શકો છો બરાબર તો બસ આ જ રીતે બાળપણથી જ આનો શોખ અને પછી ધીરે ધીરે આવી રીતના એમાં ને એમાં વધારે જિજ્ઞાસા આતુરતા સંતોષવા માટે એમાં ને એમાં આગળ આપણે વધતા ગયા અને પછી આરામથી અત્યારે કહેવાય ને કે એ જિજ્ઞાસાનાં લીધે જ આ જે એક મનગમતી વસ્તુ ક્યારે બની ગઈ એની કોઈ ખબર ના રહી અને અત્યારે એમ કહી શકાય કે એને હું મારા શોખ તરીકે દર્શાવી શકું અને હું ચિત્રકલા જોવા કરતાં પણ એને પ્રેક્ટિસ કરવાનું અને એને સાથે સુસંગત બનીને એને માણવાનું કાર્ય હું ભલીભાંતિ કરી શકું છું એવું મારું માનવું છે